અમારો વિસ્તાર છે ગુજરાત રાજકોટ જેને સૌરાષ્ટ્ર પણ કહેવાય છે અને અહીંયાના લોકો લગભગ બધા ટેક્નોલોજીથી જાણકાર છે એટલે અમારા વિસ્તારમાં જે મુખ્ય ટેલિફોન બ્રાન્ડ્સ છે જે મોબાઈલ બ્રાન્ડ્સ છે એ મોસ્ટલી યુઝ થાય છે એ છે સેમસંગ વિવો ઓપ્પો વન પ્લસ અને એપલ હવે આ બધી બ્રાન્ડસ એવી છે કે જે અહીંયા બોઉ જનરીક પીપલ યુઝ કરે છે ઘણા બધા લોકો યુઝ કરે છે અને એ લોકોની પહેલી પસંદ વિવો ઓપ્પો કે વન પ્લસમાંથી વધારે હોય છે બાકી સેમસંગ છે અને એપલ છે તો એ થોડી હજી જોવા મળે છે એના સિવાય અહી નોકીયાના ફોન લાવવા છે માઇક્રોમેક્સ છે પછી એવા ઘણા બધા હુવે હાયર એવા ઘણા બધા ફોન પણ ઉપલબ્ધ છે અહીંયા પણ એ બધા ફોન બી બધા લોકો બહુ ઓછા યુઝ કરતાં હોય છે કેમ કે એમાં ફીચર્સ બ્રાન્ડ્સ અને એના જે એને કદાચ ફોન ખરાબ થઈ જાય તો એને સમો કરવા માટે ના સર્વિસ સ્ટેશન અહીંયા હજી ઓછા ઉપલબ્ધ છે એટલા માંટે જો મેઈન આપણે વાત કરીએ તો સૌથી વધારે મને જાણકારી છે ત્યાં સુધીમાં અહીંયા સૌથી વધારે વિવો અને વન પ્લસના ફોન યુઝ થાય છે અંને ત્રીજું સેમસંગ હશે કદાચ વિવો અને ઓપ્પો બંને સરખી કંપની છે અને એ એનું રીજન એવું છે કારણ એ છે કે વિવોના ફોન બહુ વધારે યુઝ થતા હોય તો એ માણસો એટલા માટે પસંદ કરતાં હોય કેમ કે એ એની પ્રાઈસમાં ભાવ પ્રમાણે એમાં ઘણા બધા વધારે ફીચર્સ મળે છે જેમ કે વિવોનો કોઈ સામાન્ય ફોન હશે તો એ પણ દસ વીસ હજારની ભાવમાં તમને સારો એવો એનો કેમેરા પછી મેમરી અને સારી એવી સ્ક્રીનનો દેખાવ અને એનો વજન બી ઓછું હશે અને એની બેટરી બી બહુ સારી ચાલી શકે એવો વિવો ફોન મળી શકે છે એટલા માટે આ વિસ્તારમાં જ્યાં અમે રહીએ છે ત્યાં એ વિસ્તારમાં વિવોના ફોન બહુ વધારે વેચાય છે બીજું મેં કીધું વન પ્લસ તો વન પ્લસ છે એ વિવો કરતાં થોડી સારી બ્રાન્ડ છે અને એમના જે ફોન આવે છે એ થોડો લાંબો સમય ચાલે છે જેમ કે વિવોના ફોન છે તો એ ત્રણ ચાર વર્ષ સુધી પ્રોબ્લમ ન આવે પછી કદાચ એ જૂના થઈ જાતા હોય અમુક એની એપ્લિકેશન કામ ન કરે એવું બી બની શકે પણ વન પ્લસનો ફોન હોય તો એમાં જનરલી એનો ફોનની અપડેટને એ બધું ટાઈમ એ ટાઈમ આવતું હોય છે સમયસર અપડેટ થતું રહેતું હોય અને વન પ્લસનું હાર્ડવેર છે એ વિવો કરતાં વધારે એના સ્પેરપાર્ટસ બધા વિવો કરતાં વધારે સારી ક્વાલિટીના હોય એટલે એને અપડેટ થાવામાં પ્રોબ્લમ નથી થાતો અને સાથે સાથે એ ટાઈમ એ ટાઈમ અપડેટ કરે બી છે તો વન પ્લસના ફોન થોડાક વિવો કરતાં મોંઘા હોય છે પણ લગભગ લોકો એવું પ્રીફર કરતાં હોય જે લોકો મારી જેમ નોકરી કરતાં હોય વ્હાઈટ કોલર જોબ કરતાં હોય ઓફિસમાં હોય કે એવી રીતે અથવા તો કોમ્પ્યુટરનું કે એનું કામ કરતાં હોય કે જેને વધારે બેટરી અને સારું પરર્ફોમન્સ જોતુ હોય એ લોકો વન પ્લસ વધારે લે છે અને એની બી પ્રાઇસ રેન્જ વીસ ત્રીસ હજારની આસપાસ સારો ફોન મળી શકે અને જો કદાચ એનાથી ઉપર જાઈએ તો બહુ પ્રીમિયમ રેન્જમાં બી ફોન એમાં મળી શકે છે અને વન પ્લસમાં બીજી વસ્તુ છે કે એમાં કેમેરા ક્વાલિટીની સાથે સાથે એમાં રેમ અને મેમરી બી બહુ સારી આવે છે એટલે લોકો એ બી પ્રીફર કરે છે ત્રીજું મે કીધું સેમસંગ તો સેમસંગ બ્રાન્ડ મોટી છે અને એની એના સર્વિસ અને એના સ્પેરપાર્ટ્સ મળવા બહુ ઈઝી હોય છે અહીંયા ભલે એ થોડા વધારે મોંઘા હોય પણ એ વધારે મળી શકે છે અને લોકોને એક ભરોસો બેસે છે સેમસંગની કંપની ઉપર એટલા માટે લોકો સેમસંગના ફોન બી બહુ વધારે યુઝ કરતાં હોય છે અહીંયા અને ચોથું મેં કીધું એપલ તો એપલ એક સિગ્નેચર થઈ ગયું કે જે લોકો ને એવું બતાવું છે કે મારી પાસે આઈફોન છે અથવા તો લેટેસ્ટ ટેક્નોલોજીનો બહુ મોંઘો ફોન છે તો એ લોકો એપલ યુઝ કરે અને સાથે સાથે જે લોકોને કોઈ એવું સિક્યોરિટી વાળું કામ હોય કે જેમાં બેન્કનું કે બધી વસ્તુ હોય કે જેને પ્રાઈવસીને સિક્યોરિટી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો એ લોકો બધા એપલનો ફોન વધારે યુઝ કરે છે અને આ બધી કંપની ઓલ્મોસ્ટ સારા જ ફોન બનાવે છે પણ બધા પોત પોતાની જરૂરિયાત પ્રમાણે લે છે હવે મારી પાસે જે ફોન છે એ મારી પાસે ફોન છે એ છે વન પ્લસ ટેન આર અને એ હું એ ફોનથી સંતુષ્ટ છું મને એમાં કોઈ વાંધો નથી એ ફાયજી ફોન છે એટલે એમાં બહુ સારી એવી ઇન્ટરનેટની સ્પીડ બી મળે છે પ્લસ એનો કેમેરા બી બહુ સારો છે એની જે સ્ક્રીનનું માપ છે એ બી મારી માટે બહુ સ્યુટેબલ છે કેમ કે મોબાઈલમાં કામ બી કરું છું ઘણું બધું સાથે સાથે જે મારો ફોન છે એનું કોન્ફીગ્રેશન બાર જીબી અને બસો છપ્પન જીબી છે કે જે મને જેટલી કેપેસિટીથી કામ કરવું જોઈએ એટલુ ઈનફ મને કામ આપે છે સાથે સાથે એની બેટરી બી બહુ સારી ચાલે છે ડોડ દિવસ બે દિવસ સુધીની તો એ મને બહુ સપોર્ટ કરે છે એટલા માટે હું એ ફોન યુઝ કરું છું અને એ એનાથી હું ઘણો સંતુષ્ટ છું